અંતરિયાળ અને છૂટાં છવાયા ગ્રામ્ય વિસ્તારમાં રહેતી વ્યક્તિઓ માટે રમતો ખૂબ જ મનો મનોરંજનનું માધ્યમ છે તેમાં ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો દ્વારા અલગ અલગ પ્રકારની ગ્રામ્ય કક્ષાની રમતો રમવામાં અં રમત રમતાં હોય છે જે મનોરંજન પણ પૂરું પાડે છે અને તણાવ પણ અં હળવો થતો હોય છે શારીરિક તમામ કસરતો પણ ગેમ્સમાં પૂરી થતી હોય છે અને અને તમામ પ્રકારનાં સાધનો તરીકે પણ મનો ર રમતો પૂરું પડે છે અંતરિયાળ અને છૂટાં છવાયા ગ્રામ્ય વિસ્તારોમાં અં લોકો અં ત્યાંની દેશી રમતો રમતાં હોય છે જેમકે ચાર બાય ગુચાણિયા છે ઠેરિયો છે બધી આવી આવી રમતો રમતાં જોવા મળતાં હોય છે તે અને મનોરંજન પૂરું પાડે છે રમત રમવી અં ખૂબ જ જરૂરી છે ખૂબ જ સારી બાબત છે